હું સૌ પ્રથમ તેમને કહીશ કે એટીએમ મશીનમાં તમારું ડેબિટ એટીએમ કાર્ડ નાખો જે ભાષામાં તમને સરળ લાગે તે ભાષા પસંદ કરો સામાન્ય રીતે ગુજરાતી અથવા અંગ્રેજી મારા ચાર અંકના પિન નંબર કી બોર્ડમાં દાખલ કરો નાણાં ઉપાડો વિકલ્પ પસંદ કરો તમે કેટલી રકમ ઉપાડવી તે રકમ પણ